હાલ ગુજરાતમાં અલગ અલગ આંદોલન જેવા કે ઓપીએસ જૂની પેન્સન યોજના ખેડૂત આંદોલન અનામત આંદોલન જેવાં આંદોલનો જોવા મળી રહ્યાં છે આ બાબતે સરકાર શ્રી અલગ અલગ સંગઠનોના જે મુખ્ય વ્યક્તિઓ હોય કમિટીના જે મેમ્બર્સ હોય તેમની સાથે પરામર્શ કરે છે ત્યારબાદ તેમની પાસેથી લેખિત માંગણીઓ લઈને પોતાના સરકાર શ્રી પોતાના સલાહકાર પાસેથી સલાહ સૂચનો મેળવે છે અને પોતાની મંત્રી મંડળની બેઠકમાં યોગ્ય નિર્ણય કરે છે